હાલો હું વંશ વાત કરું છું હું મારા માતાપિતા માટે લંડન અને પેરિસથી પાછા ફરવા માટે રાઉન્ડ ટ્રીપ માટે ફ્લાઇટ બુક કરી રહ્યો છું જેના માટે સૌ પ્રથમ કોઈ ફ્લાઇટ બુકિંગની વેબસાઇટ પર જઈશ અથવા તો કોઈ એજન્ટ પાસેથી ફ્લાઇટ બુકિંગ માટેની જાણકારી મેળવીશ તેમાં સૌ પ્રથમ મારી ફરવાની તારીખો આપીશ જેમાં સૌ પ્રથમ હું ફલાઈટને કેટલા દિવસની છે ફ્લાઇટના ભાવ જેમાં કયા કયા ડિસ્કાઉન્ટ મળશે તેમાંથી તેમાં કેટલા દિવસ સુધી કઈ કઈ જગ્યા ઉપર સ્ટે મળશે જેમાં મારી માટે કલાક રોકવાનું રેશે અને કઈ જગ્યાએ રોકાણ રહેશે તેની જાણકારી મેળવીશ અને અલગ અલગ એજન્ટની પાસેથી હું વધુ જાણકારી પ્રાપ્ત કરીને સસ્તા ભાવે ફ્લાઇટની ટિકિટ બુક કરી શકો થેન્ક યુ